રાજસ્થાની સીવણ અને ગૂંથણ બહુ સરસ હોય છે રાજસ્થાન અને કચ્છ કચ્છમાં પણ એવું સરસ ભરત ગૂંથણ થાય છે કે જ્યાં તમે એક વખત જાવ ને જોવા માટે તો તમે જોતા જ રહી જાવ તમે એક રાજસ્થાન અને એક કચ્છ કચ્છનું જે સ

રણ છે

જે કચ્છનું ભરત છે ગૂંથણ છે સીવણ છે અને તેનો પહેરવેશ પણ બહુ સરસ છે કચ્છનો રાજસ્થાનનો ત્યાંનો પહેરવેશ પણ બહુ સરસ છે અને ભરત ગૂંથણ પણ બહુ સરસ છે એટલે આખી દુનિયાની અંદર કચ્છ અને રાજસ્થાન જેવું ક્યાંય ભરત ગૂંથણ કે સીવણ થઇ શકે નહીં એટલા માટે ફસ્ટ નંબરમાં કચ્છ